મારો સૌથી યાદગાર પ્રસંગ હતો જેમાં મે નૃત્ય કર્યું હતું મારા ભાઈના મેરેજ હતા એમાં અમે બે ડાન્સ પર્ફોમન્સ કર્યા તા એમાં એક ગ્રુપ ડાન્સ કર્યો હતો અને એક સોલો ડાન્સ કર્યો હતો એમાં મેં અઠવાડીયાથી પ્રેક્ટિસ કરી તી રોજ અમે પ્રેક્ટિસ કરતાં અને પછી મેં મારા ભાઈના મેરેજમાં ડાન્સ પર્ફોમન્સ કર્યો હતો જેના લીધે મને બહુ જ ગમ્યું હતું અને બધા લોકોએ મારી પ્રશંસા કરી તી પછી મારા ભાઈના મેરેજમાં અમે આવી રીતના ડાન્સ કર્યો હતો તો પછી બધા લોકોએ કીધું કે તે બહુ જ સરસ ડાન્સ કર્યો તો અને બહુ જ સરસ તે કામ કર્યું ડાન્સ કરીને એટલે મને બહુ જ મજા આવી હતી ડાન્સ કરવામાં